હલો હું જૈના કાપડિયા બોલું છું અમારે શ્રીનાથજી જવું છે અને અમને ત્રણ દિવસ માટેની સગવડ જોઈએ છે તમારા ટ્રાવેલ્સ માટે અમે તમારા કાયમના ઘરાક છીએ તો અમને એની સગવડ કરી આપો તમે દર વખતે અમને ડીસ્કાઉન્ટ પણ કરી આપો છો તો અમારે શ્રીનાથજી જવું છે ત્યાંથી કાંકરોલી જવું છે જય ઉદયપુર જવું છે તો ભાવ જે થાય તે પણ અમને થોડું ડિસ્કાઉન્ટ આપશો તો સારું તમે મને અમને ઓળખો જ છો પેલા નરેશ કાપડિયા ખરાને એમની વાઈફ બોલું છું એટલે તમે અમને જાણ કરો કે અમારે ક્યાં આવવું અને અમને સમજાવો